હાલ ભારતીય અર્થતંત્ર માટે શૈક્ષણિક અ સાક્ષરતા દર વધુ જોવા મળે છે અને હાલના વર્ષોમાં શિક્ષણમાં વિકાસ થયેલો જોવા મળે છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વિકાસ થયો છે ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળા વિશે વાત કરું તો ઔદ્યોગિક ક્ષેત્રનો મુખ્ય ફાળો છે ભારતના વિકાસના ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભારતનો આર્થિક વિકાસ જોવા મળે છે આયાત નિકાસ આ નિકાસ વધારવાની સાથે સાથે આયાતના ઓછું આયાત ઓછી થાય છે અને નિકાસ વધારવામાં આવે છે જેથી દેશની આર્થિક આવકમાં વધારો થતો જોવા મળે છે જેથી લોકોની આવકમાં પણ વધારો થતો જોવા મળે છે ત્યારબાદ ઉદ્યોગોના કારણે લોકોને રોજગારી મળી રહે છે જેથી બેરોજગારીનું પ્રમાણ પણ ઓછું થાય છે અને ઈન્ટરનેટ બેન્કિંગ અને ડિઝિટલ પેમેન્ટ દ્વારા નાણાકીય ક્ષેત્રને મદદરૂપ કરવામાં આવે છે જેમકે ઈન્ટરનેટ બેન્કિંગ અને નાણાકીય પેમેન્ટ દ્વારા ઈન્ટરનેટ બેન્કિંગ લોકોનો સમય બચે છે જેથી તેમનું કામ સરળતાથી થઈ રહે છે અને બેન્કિંગ ક્ષેત્રનો ઉપયોગ કરવાથી લોકોમાં આ મતલબ જ્ઞાન વધે છે અને સમયનો સદઉપયોગ થઈ શકે છે ત્યારબાદ ફ્રોડ મતલબ કોઈ પણ ભ્રષ્ટાચાર થતો બંધ અટકી શકે છે અને લોકો ડિઝિટલ પેમેન્ટ દ્વારા તરફ વળે છે જેનાથી લો ભારતના વિકાસના ખૂબ જ મદદરૂપ બને છે